અમારા વિસ્તારમાં પ્રવાસન કંપની છે તે અલગ અલગ પ્રવાસો નક્કી કરે છે અને જેમકે અહીંયા આપણે ફ્લાઇટમાં જવું હોય તો ઓસ્ટ્રેલિયા થાઈલેન્ડ એવી બધી ટ્રીપો નક્કી થાય છે અને તમારે એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જવું હોય તો એ બી તમને ટ્રાવેલ્સ મળી જાય છે તેમાં બી તમે જેમ કે આણંદથી તમારે સુરત જવું હોય તો તમને તેની બસની ટિકિટસ તમે બુક કરાવો તો તમને મળી જાય આરામથી અને તમે શાંતિપૂર્વક તમે ટ્રાવેલ કરી શકો છો આ મારું મંતવ્ય છે